સ્વાથ્ય સંભાળમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ગુજરાત સૌથી અગ્રેસર છે જેમ કે મોટા ભાગની હોસ્પિટલોમાં હવે કેશ ઓનલાઇન નીકળી શકે છે આ સિવાય અમુક સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે ડોકટરો ઓનલાઇન અપોઇન્ટમેન્ટ આપે છે આ સિવાય અમુક સર્જરી જેવી કે સ્કીન સર્જરી કેન્સર સર્જરી રોબોટિક્સના ઉપયોગથી કરવામાં આવે છે